આજકાલ રમણીય વિસ્તારોમાં ખેતી આ ક્રોશન શોધવા માટે શોધવા આને જાળવી રાખો કયા પ્રકારોમાં હવે સે તિથિમાં મજૂરો ખેત મજૂરો ઘણાં ઓછાં હોય છે જ્યારે હવે મજૂરોનું ઓછા મળે છે વધુ પડતાં ઉદ્યોગોમાં મોટો પગાર વધારો એ રોજગારી વધારી ઉચ્ચતમ દૈનિક વેતન મળવાથી વધુ પડતાં લોકો ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ માટે જાય છે અને ખેતરમાં ખેત મજૂર ઘણા ઓછા મળે છે આજકાલ દૈનિક વેતન બસો રૂપિયા મળે છે ખેત મજૂરને જયારે ઉદ્યોગો માં સાડી ત્રણ સોથી ઉપર મળતું હોવાથી વધુ પડતાં કામદારો ઔદ્યોગિક ઉદ્યોગોમાં કામ કરે છે